સાહિત્ય કરવું એમાં અન્ય કલાત્મક અભિવ્યક્તિમાં ગુજરાતી ભાષા કેવી રીતે વપરાય છે ગુજરાતી તે ગુજરાતી ભાષા જ છે સાહિત્યમાં પણ ગુજરાતી વ્યાકરણનો ખૂબ ઉપયોગ થાય કાવ્યમાં પણ વ્યાકરણનો બધો ઉપયોગ કરીને તેને અલંકાર વ્યંજન વગેરેનો ઉપયોગ કરી અને એ ગુજરાતી ભાષામાં વપરાય છે સાહિત્યમાં અનેક પ્રકારના સાહિત્ય હોય છે અધ્યગ સાહિત્ય રોમનીક સાહિત્ય અને વિસ્તાર પ્રમાણેની ભાષા પ્રમાણે અલગ અલગ સાહિત્યો જોવા મળતા હોય છે તેમાં થોડી પણ ગુજરાતી અને સ્થાનિક ભાષાનો પણ ઉપયોગ થતો હોય છે અને તે રીતના એ બધા સાહિત્યનો ઉપયોગ થાય ભાષાનો ઉપયોગ કરી સાહિત્ય કરી બનાવે છે કાવ્યમાં પણ એ જ પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં મળી ગુજરાતની ભૌગોલિક વિસ્તાર મુજબ કાવ્ય અલગ અલગ બનતા હોય છે પહેલું ઉત્તર ગુજરાતી હોય તો એમાં ગુજરાતી ભાષા તો હોય પણ મિશ્રણ ગુજરાતી ભાષાનો ઉપયોગ કરી કાવ્યનો ઉપયોગ થતો હોય છે પ્રબંધ યોજ જેમ દક્ષિણ ગુજરાતમાં અલગ ભાષા થોડી બદલાતી હોય છે એ રીતના મનુ ચય ગુજરાતી મન શબ્દ દક્ષિણની થોડીક બોલી મુજબ એની કાવ્ય પણ બદલાતી હોય છે તેમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદી ભાષા પણ થોડીક અલગ પડે વડોદરાની ભાષા પણ અલગ પડે ભાષા પ્રમાણે કાવ્યો જે તે કવિઓના માધ્યમથી અલગ અલગ ભાષા પ્રમાણે અલગ અલગ વિસ્તારો પ્રમાણે અલગ અલગ કાવ્ય બનતા હોય છે કલાત્મક ઈનામક અલગ અલગ કલાઓ થતી હોય છે જેમાં મધ્ય ગુજરાતમાં ભાથીજી મહારાજના અખ્યાન મુજબ કલાત્મક મસાલો ઉપયોગ થતો હોય છે જ્યારે સૌરાષ્ટ્રમાં વધુ પડતા રામાપીર અને જ ઇન્ટર એવી વ્યક્તિઓ ભાષાનો ઉપયોગ કરતાં હોય છે જેઓ રાજસ્થાન મારવાડના હતા એમની ભાષા પ્રમાણે કરે જ્યારે એમની વિસ્તાર પ્રમાણે એઓ પણ પોતાની ભાષા મુજબ કલાત્મક ક આખ્યાન કરતા હોય છે અને વધુ પ્રમાણમાં તેનો ઉપયોગ કરી સ્થાનિક લોકોને વધુ પડતે મનોરંજન મળે કે સમજણ મળે એ મુજબનો તેઓ ભાષાનો ઉપયોગ કરી અલગ અલગ વિસ્તારો પ્રમાણે અલગ અલગ સ્થાનિક ભાષાને ગુજરાતીમાં મિક્સ કરી તેનો ઉપયોગ કરી વધુ પડતી લોકોને સમજણ પડે માહિતગાર થાય એ રીતના તેઓ તેના પર વિશેષ ભાર આપી તે ભાષામાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરી અને એનો ઉપયોગ કરતા હોય છે મહેસાણામાં રહે તો મહેસાણી બોલાય ગોધરા બાજુ જઈએ તો ગોધરી ભાષા થોડી અલગ પડતી હોય છે અમદાવાદી ભાષા થોડી અલગ પડતી હોય છે જ્યારે અમારા સગબરા ડેડિયાપાડામાં ભાષા અલગ પડતી હોય છે એ ભાષાનો પણ પ્રયોગ કરી અને ઘણો બધા કલાત્મક અભિવ્યક્તિ જ્યાં બોલતા હોય એ રમતા હોય છે અને સ્ટેજ પર એનું થતું હોય છે સાહિત્ય પણ અલગ અલગ રીતને બનતા હોય છે અલગ અલગ વિસ્તારો પ્રમાણે થોડી સ્થાનિક ભાષાનો ઉમેરો થતો હોય છે